હું જે વાત કરું જે કાર્યમાં મેં ભૂલ કરી હતી એ કાર્ય છે મારા દો દસમા ધોરણનું આ પ્રોજેક્ટ દસમા ધોરણમાં અમને સર્વે મિત્રોને સ્કૂલમાંથી પ્રૉજેક્ટ આપવામાં આવ્યું હતું અને ટૉપિક આપવામાં આવ્યું હતું એ ટૉપિક ઉપર અમારે પ્રોજેક્ટ લખવાનો હતો પરંતુ મારા દ્વારા અસ બરાબર રીતે સાંભળવામાં ન આવ્યું હોવાને કારણે અમારી ટીમમાં જે ટૉપીક આપવામાં આવ્યો હતો એ ટૉપિકની જગ્યાએ બીજો કોઈ ટૉપિક મારા દ્વારા લખવામાં આવી ગયું અને એ ટૉપિક મારી ટીમને બતાવવામાં આવ્યું જેના પરીણામે અમે જેટલા પણ મિત્રો હતા એ મિત્રો એ જે ટૉપિક ઉપર ચર્ચા કરી એ ચર્ચા તો ખૂબ જ સારી હતી પરંતુ એ અમારો ટૉપિક જ આખો ઊંધો હતો પરીણામે જે દિવસે અમારું પ્રૉજેક્ટ અને અસાઈનમેન્ટ સબમિટ કરવાનો વારો આવ્યો એ દિવસે અમે લોકોએ અસાઇનમેન્ટ અને અમારું પ્રૉજેક્ટ સબમિટ તો કરી દીધો પરંતુ ટીચર અને સાહેબો દ્વારા જાણવા મળ્યું કે અમે લોકોએ જે ટૉપિક સિલૅક્ટ કર્યો હતો એ ટૉપિક તદ્દન જ ખોટો હતો અને એ અમારો ટૉપિક હતો જ ના હતો અને અમને કોઈ બીજો ટૉપિક આપવામાં આવ્યો હતો પરંતુ અમને લોકોએ ભૂલમાં અને એમાં પણ સૌથી વધારે મારી ભૂલનાં કારણે અમે લોકોએ બીજો ટૉપિકને લઇને ચર્ચા કરી એને લગતા પ્રશ્નો અને સવાલ જવાબ કરીને આમરું પ્રૉજેકટ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ મારી ભૂલનાં કારણે અને અમારી ટીમનું સંપૂર્ણ પ્રૉજેક્ટ આ ઊંધું થઈ ગયું હતું પરિણામે મેં મારા સાહેબોને આ જે સ સમસ્યા ઉદ્ભવી હતી તો એની જાણકારી આપી અને તમામે તમામ સમસ્યા મારા કારણે ઉદ્ભવી હતી એ એમને સમજાવવામાં આવ્યું પરંતુ સાહેબો દ્વારા સંપૂર્ણ પ્રૉજેક્ટ વાંચી અને તેને જોવામાં તેમને એ પ્રોજેક્ટ ખૂબ જ ગમ્યું કારણ કે ભલે ટૉપિક અમે લોકોએ બીજું લીધુ હતું પરંતુ તેના ઉપર ચર્ચા વિચારણા અમે લોકોએ ખૂબ જ સારી અને ખૂબ જ મહત્ત્વની કરી હતી સમગ્ર ટીમે એના ઉપર ખૂબ જ ગાઢ ચર્ચા કરી હતી જેથી કરીને અમારા સાહેબો પણ અમારો પ્રૉજેકટ સ્વીકાર્યું અને અમને કાંઈ કીધું નહીં એ મારા એ સમયની ખૂબ જ મોટામાં મોટી ભૂલ હતી પરંતુ એ કોઈને કોઈ રીતે સુધરી ગઈ